હાલમાં હું તમારી એપમાં છું અને મેં જે કાર્ટમાં મારા શોપિંગ કાર્ટમાં વસ્તુઓ નાખી છે તો તેમાંથી ઘણી બધી વસ્તુઓ હવે હું ડિસકાર્ડ કરવા માગું છું કાઢી નાખવા માંગું છું તો એમાંથી એક બેડશીટ છે એક પફ્યુમ છે મારો એક મિનિ સ્કટ છે એક સેન્ડલ છે અને એક અમ્રેલા છે જે આટલી વસ્તુઓ મેં કાર્ટમાં નાખી હતી તો એ વસ્તુઓ કાર્ટમાંથી કાઢી નાખવાની છે જે હાલમાં મને જરૂર નથી અને બીજી જે વસ્તુઓ છે તે હું આગળ એનું અપડેટ કરીશ ધન્યવાદ